હા હેલો કિશોર ભાઈ હા હું મહેશ બોલું મેં પરમ દિવસ માટે એરપોર્ટ જવા માટે વડોદરાથી મેં તમારી ટેક્સી બુક કરી છે તો આપણે કેટલા વાગે નિકળીશું અને આપણે નિકળીશું તો પહોંચીશું કેટલા વાગે આપણે એરપોર્ટ આપણે ચાર વાગે પહોંચવાનું છે તો આપણે કેટલા વાગે વડોદરાથી નીકળી જઈશું અને એનો ખર્ચો કેટલો થશે અને કયા રોડ ઉપર રહીને આપણે જઈશું આપણે સમયસર જે રીતે પહોંચીએ એ રીતે તમે મને જણાવો કે જેથી હું તૈયાર રહું અને આપણને કોઈ વચ્ચે ટ્રાફિક ના નડે એ રીતે તમે વહેલાસર આવી જજો કે જેથી આપણે ટાઈમસર પહોંચાય કાંઈ કે આપણે એરપોર્ટ જવાનું એટલે મારે છે કે આપણે ચાર વાગે ધારો કે આપણે નિકળીએ તો પછી મારે રાત્રે દસ વાગ્યાની ફ્લાઈટ છે તો ચાર કલાક મારે વહેલા અંદર એન્ટ્રી મારી દેવાની કે જેથી તમે વહેલા આવશો ચાર વાગ્યે કે ચાર વાગ્યાની પહેલા તો પછી આપણે વહેલાસર પહોંચી જવાય બરોબર તો આપણે કોઈ મોડું ના થાય એ રીતે તમે કરજો